હા એવું કહેવાય છે કે ગુજરાતી વાનગીઓ સ્વાદની સાથે સાથે આરોગ્યપ્રદ પણ હોય છે હું આ નિવેદનને ખૂબ માનું છું અને તે ખૂબ સાચું છે કારણ કે ગુજરાતી વાનગીઓ દરેક વાનગીઓ સ્વાદની સાથે સાથે આરોગ્ય પણ આપે છે જો આપણે બાજરાનો રોટલો ખાઈએ તો તેનાથી આપણું ભૂખ પણ સંતોષાઈ જાય છે અને આપણી ચરબી પણ વધતી નથી અને સાથે સાથે આપણી પાચન ક્રિયા પણ સારી રહે છે એ જ રીતે આપણે જો દાળ ખાઈએ તો તેમાં સ્વાદની સાથે સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ મળી રહે છે અને શાકભાજીમાંથી તો આપણને બધાં વિટામીન્સ મળી જાય છે એટલે પરંપરાગત ખોરાક ખાવો તે ઘણું ઘણું સારું છે તે હું ખૂબ માનું છું કારણ કે આપણે જે બર્ગર પીઝા એવું બધું ખાઈએ છીએ એમાંથી કોઈપણ જાતનું આપણને પોષણ પોષક તત્વો તેમાં સમાયેલાં નથી હોતાં એટલે તે ફક્ત નુકસાન અને નુકસાન જ કરે છે તેમાં ફક્ત સ્વાદ હોય છે અને આમ જોવા જઈએ તો તે તમારા પેટને ઘણું બગાડે છે પણ અત્યારના જે યુવાનો હોય છે તે લોકો પરંપરાગત વાનગી ઓછી પસંદ કરે છે અને આવું પીઝા છે બર્ગર છે વડાપાઉં છે એવું બધું ખાવાનું વધારે પસંદ કરે છે પણ હું માનું છું કે એ લોકોએ પણ અત્યારે એ લોકોની ઉંમર નાની હોય છે એટલે ખબર નથી પડતી પરંતુ ભવિષ્યમાં તે લોકોને પણ તકલીફ તો થશે જ એટલે દરેક ઘરમાં જે વડીલો હોય તેણે આ યુવા પેઢીને સમજાવવું જોઈએ કે ગુજરાતી વાનગીઓ કઈ રીતે સ્વાદની સાથે સાથે આરોગ્ય આપે છે અને આપણી દરેક ગુજરાતી વાનગી કાંઇકને કાંઇક તો તેમાંથી પોષણ આપણાં શરીરને મળી રહે એ રીતનું જ કુદરતે તેમાં બધું આપેલું હોય છે એટલે પરંપરાગત ખોરાક ખાવો તે આપણાં શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને એમાં પણ હું તો જૈન ધર્મ સાથે સંકળાયેલી હોવાથી જૈન ધર્મમાં તો કાંદા બટેટા લસણ વગેરે કંદમૂળનો ઉપયોગ પણ થતો નથી એટલે આપણે કંદ અનંતકાય જીવોની પણ રક્ષા કરીએ છીએ અને છતાં પણ સ્વાદમાં કોઈપણ પ્રકારનો ફેર પડતો નથી અને ખૂબ સરસ વાનગીઓ તૈયાર થાય છે હું તો મારા મત પ્રમાણે દરેક ઘરમાં પરંપરાગત ખોરાકનું મહત્ત્વ વધારવું જોઈએ અને પરંપરાગત ખોરાક જ અપનાવવો જોઈએ કારણ કે આ બધુ જંક ફૂડ ને તે તમારા શરીરને શરીર માટે ખૂબ હાનિકારક છે તે ફક્ત ને ફક્ત તમને સ્વાદ જ આપે છે તેમાં કોઈપણ જાતનાં પોષક તત્વો હોતાં નથી અને ગુજરાતીની દરેક વાનગી તમે જોશો તો તમે જ ખુદ પણ મેહસૂસ કરશો કે તે દરેક વાનગીમાં પોષક તત્વો સમાયેલાં હોય છે અને જે આપણાં શરીરને ખૂબ જ જરૂરી છે આ ગુજરાતી વાનગીમાં ખાટું ખારું તીખું કડવું જે બધા જ રસ સમયેલા હોય છે અને એ રસ આપણાં શરીરમાં ખૂબ જ આપણાં શરીરને ચલાવવા માટે ઘણા જરૂરી હોય છે એટલે આપણે પરંપરા ખોરાકને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ અને તમારે પરંપરાગત ખોરાકમાં જે સુખડી છે શીરો છે તે પણ આપણાં શરીરને માટે ઘી પણ ખૂબ જરૂરી છે તેલ કરતાં ઘીનો ગાયનાં ઘીનો ઉપયોગ વધારી અને વાનગી તૈયાર કરો તો તમારા શરીર માટે ઘણું ફાયદાકારક રહે છે એટલે પરંપરાગત ખોરાકનો ઉપયોગ વધારવો જોઈએ અને તેની સમજ પણ આપણે યુવા પેઢીને આપવાની ઘણી જરૂર છે જો યુવા પેઢી જ તંદુરસ્ત હશે તો આપણો સમાજ પણ તંદુરસ્ત રહેશે એટલે આ ખૂબ એક જરૂરી વસ્તુ છે કે તે તમારા નિયમિત તમે તેની ચર્ચા કરો અને તમારા બાળકોને સમજાવો કે તમે આ બધા મેગી છે દાબેલી છે ને તે બધા પ્રકારનાં ફૂડથી દૂર રહો હા ક્યારેક ક્યારેક ખાઓ તો વાંધો નહીં પણ તમે રોજે રોજ તેના ઉપયોગને ટાળવો જોઈએ તમે ગુજરાતી વાનગીઓ પુરણપોળી છે તેમાં પણ ખૂબ પ્રોટીન અને દાળનો ઉપયોગ હોય છે એટલે તમારા શરીરને પૂરતું પ્રોટીન મળી જાય છે અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ એટલે ખૂબ સરસ હોય છે એવી રીતે તમે કાચા કેળાંની વસ્તુઓ પણ બનાવી શકો છો અને તમારો જૈન ધર્મને તમે એ રીતે જૈન ધર્મનું પણ સાથે સાથે પાળી અને તમારા ધર્મની પણ તમે પ્રચાર કરી શકો છો એટલે ગુજરાતી વાનગીઓ ખરેખર સ્વાદની સાથે સાથે ઘણું ઘણું આરોગ્ય આપે છે અને તે તેને આપણે આપણાં જીવનમાં ખૂબ જરૂરી છે કે આપણે પરંપરાગત ખોરાક ખૂબ આપણાં શરીર માટે ફાયદાકારક છે અને ખૂબ સારો છે મારું હું અંગતપણે એવું માનવું છે કે દરેક વ્યક્તિએ આ પરંપરાગત ખોરાકને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ જેમકે રોટલી દાળ ભાત શાક સલાડ વગેરે ખાવું જોઈએ અને પરંપરાગત વાનગી લાડુ છે શીરો છે સુખડી છે ચણાના લોટમાંથી બનતા મગજના લાડુ છે મોહનથાળ છે એ દરેક વાનગી આપણને આપણાં શરીરને આરોગ્ય પૂરું પાડે છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ ગુજરાતીઓ જે ઘી ગોળ માખણ છાશ દૂધનો ઉપયોગ વધારે કરે છે તે આપણાં શરીર માટે ખૂબ પોષક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને પાંદળાવાળી વસ્તુઓ જો વધુ ખાવામાં આવે તો આપણાં શરીરને પૂરતાં પ્રમાણમાં ફાઈબર પણ મળી રહે છે અને બીમારીઓ પણ દૂર રહે છે જોવા જઈએ તો સીજન પ્રમાણે હળદરનું શાક પણ ખાવામાં આવે છે કંકોડાનું શાક પણ ખાવામાં આવે છે જે લગભગ બજારમાં હજાર રૂપિયે કિલો મળે છે બાજરીનો રોટલો મકાઈનો રોટલો જુવારનો રોટલો એ એમાંથી જુવારનો રોટલો ડાયાબિટીસ માટે ખૂબ સારો હોય છે તો આ જે આ બધા પરંપરાગત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ તેથી આપણું શરીર આ બધી બીમારીઓથી દૂર રહે છે ગુજરાતી વાનગીઓ એવી હોય છે કે તેનું નામ લેતાં પણ આપણાં મોઢામાં પાણી આવી જાય છે ઘણી ઘણી વાનગીઓ તો એવી હોય છે કે જેમકે દાળ ઢોકળી તો એમાં દાળ અને ઢોકળી બંને હોય છે એટલે આપણું ફૂલ એક ડિસ તૈયાર થઈ જાય છે અને આપણું પેટ પણ ખૂબ સંતોષ કારક અન્ન ખાઈ લીધું એવો સંતોષ લઈ શકે છે અને આપણને ભાવતી વાનગી હોય તો આપણે અન્નનો બગાડ પણ નથી કરતાં અને હોંશે હોંશે ખાઈએ છીએ તો જેણે બનાવેલી હોય તેનું મન પણ ખૂબ સંતુષ્ટિ પામે છે અને આપણે ગરમ ગરમ ખોરાક ખાવાથી આપણું શરીર પણ ઘણું સ્વસ્થ રહે છે અને સરસ રીતે પાચન થવાથી આપણું આરોગ્ય સારું રહે છે